હેલો આપણે વલસાડમાં ફરવા જેવું શું છે સાંઈબાબા મંદિર કઈ બાજુ આવ્યું ના ના સાંઈબાબા સાંઈબાબા સાંઈબાબા મંદિર સાંઈબાબા મંદિર આપણે વલસાડ આપણે આવવું હોય તો વલસાડથી કેટલું દૂર થાય સાત આઠ એટલું થાય ત્યાંથી આપણે રિક્ષા એવું કંઈ મળે ટેક્સી ઓલા એવું કંઈ એવું હા હા તો જોવા જેવું કંઈક સાંઈબાબા મંદિર બીજું શું છે તીથલમાં બીજું વલસાડમાં કંઈ બીજું બીજું આ તીથલમાં બીચ છે ત્યાં આગળ કોઈ એક્ટિવિટી થાય ખરી પ્રોગ્રામ એવાં કંઈ ફેસ્ટિવલ થાય છે હમ હમ હમ હમ પબ્લિક હોય છે ત્યાં દરિયા પર હં હ બીચ એકદમ કેવો ક્લીન છે કેવું છે થઈ જાય હમ હમહમ બરાબર આજુબાજુમાં હોટલ સારી રહેવા રહેવાનું બધું સારું મળી રહે હોટલ બરાબર હમ હમ હમ હમ આપણે જૈન ફૂડ મળે ખરું જૈન કોઈ સારી હોટલમાં ના ના વેજ વેજ વેજ નોનવેજ નથી વેજ વેજીટેરીયન હમ ઓકે થેન્કયુ આજુબાજુ આ તડકેશ્વર મંદિર ખરું વલસાડમાં ને હમ હમ હમ બરાબર છે ને આપણે આ વલસાડથી આ બાજુ બીજું મંદિર છે આ હનુમાનજીનું મંદિર છે એ કેટલું દૂર થાય છે હિંગરાજ બાજુ છે હમ હમ હમ બરાબર બરાબર થઈ જશે ટ્રાન્સપોર્ટમાં ગાડી બધું તમારે ગાડી છે મળી જાય તમે કરાવી આપશો ઓકે કંઈ નહીં તમે કોલ બેક આપું ઓકે થેન્ક થેન્ક